અં આપડે તમારી કપડાંની દુકાન છે ક્યાં આવી તમારી દુકાન વલસાડમાં તો મારે લગનપ્રસંગ માટે શોપિંગ કરવાની હતી તો તમે સાડી મટિરિયલ બીજું શેરવાની કુર્તા એવું બધું રાખો છો એવું સાડી કઈ કઈ રેન્જથી ચાલુ થાય છે અવાજ ઑછો આવે છે જરાક બરાબર બોલજો

બરાબર ને શેરવાની બરાબર એટલે સ્ટાયલીશ કપડાં મળે ખરા બરાબર હવે ધારો કે તમારે તમારા માટે ખરીદવું હોય તો તમે કેવાં કપડાં ખરીદી શકો ફોરમલ બરાબર ફોરમલ પણ મળે છે બરાબર ને હં બરાબર તો મારે વીસ સાડી જોઈતી છે વીસ સાડી હા વીસ સાડી છે એક આપડે મીડિયમ કોલીટી એટલે પંદરસો સુધી ચાલી જાય હં હં હં ને બીજું સાંભળો ને માર મારો ઓર્ડર બીજો બી છે કેટલી સાડી તમને કીધી સોરી પંદર પંદર સાડી છે એક શેરવાની છે કુર્તા બી હશે ને તમારી પાસ કુર્તા મળી જશે ને ઓકે તમારી દુકાનની મુલાકાત લેવ છું પછી ઓકે ઓકે ચાલો ઓકે હા હં